અમે ગાર્ડનીંગ માટેના ઘણા બધા સાધનો હોય છે ખાસ કરીને કાતર છે માની લો કે અમુક ફૂલ ઝાડ કે એવા અમુક પ્લાન્ટ્સ છે તો એની ગ્રોથ બિનજરૂરી હોય અથવા તો ક્યાંક એનું કટિંગ કરવું જરૂરી હોય અથવા તો બે છોડ છે કે બે વૃક્ષ વચ્ચે છે તો એમાં નાની મોટી સાઈઝની ઘણી બધી કાતર આવતી હોય છે નાના ફુલ ઝાડ હોય તો એના માટે નાની કાતર પણ હોય અને મોટા વૃક્ષો હોય તો એના માટે એ મોટી સાઈઝની પણ સરસ મજાની જે કાતરો હોય છે એના સહારાથી એનું એમ કે કાપણી છે થઈ શકતી હોય છે આ ઉપરાંત બગીચાની અંદર ખાસ કરીને આપણે જ્યારે પાણી ફોર્સથી પાતા હોય કોઈ સબમર્સીબલ મોટર ચાલુ કરીને પાણી પાતા હોય ત્યારે એમાં જે શું કહેવાય કે એમાં કે કોદાળી છે પાવડો છે તગારા છે ત્રિકમ છે આવા બધા સાધનોનો પણ ઉપયોગ જ્યાં જ્યાં જરૂરી હોય ત્યાં કરવો પડતો હોય છે કારણ કે પાણીનું વહેણ નક્કી કરવા માટે કોદાળીનો ક્યાંક ઉપયોગ કરવો પડે ક્યાંક વધું હોય તો એક ત્રિકમ નામનું હથિયાર આવે છે એનો પણ ઉપયોગ થઈ શકે ઓસ એક આવે છે ઓસથી પણ ક્યાંક જો ઝાડ આપણે બધા વાવવું હોય અને જે જમીન છે થોડી વધારે કડક હોય અને બહુ એમ કે પોચી જમીન ન હોય ખોદકામ થોડો અઘરું હોય તો કોસનો ઉપયોગ પણ થઈ શકે આ સિવાય ઘણા બધા એવા કટ્ટર આવે છે બ્રેકર્સ આવે છે

તો તમારે બ્રેકર્સ લઈ આવવા પડે અને બ્રેકરને એ વીજળીને પૂરી પાડવી પડે વીજળી સાથે કનેક્ટ કરી અને એ ખૂબ સારું કામ આપે છે જમીનની અંદર તમે મૂકશો તો જે એ વૃક્ષ વાવવા માટેનો એક ખાડો તમારે જે ગાળવાનું હોય તૈયાર કરવાનું હોય એ ખાડા ખૂબ ઓછી મહેનતે બ્રેકરની મદદથી થઈ શકતા હોય છે તો આજે તો એમ કે ઘણી બધી નવી યાંત્રિક સુવિધાઓ બગીચાની જાળવણી માટે છે બગીચાની અંદર એક છોડથી બીજા છોડ સુધી તમારે પાણીની વ્યવસ્થા કરવી હોય તો ટપક પદ્ધતિ જે છે ઇરીગેશન માટે પણ જે ટપક પદ્ધતિ છે એના પાઇપ્સ છે એના અમુક વાલ આવે કે જે દરેક જગ્યાએ એ ગોઠવી દેવાથી એક જગ્યાએ પાણીનો ટાંકો રાખ્યો હોય તો તમારા બગીચાની અંદર પચાસ ઝાડ હોય કે પચાસ ફૂલ ઝાડ હોય તો દરેકને પૂરતા પ્રમાણમાં જરૂરી પાણી મળી રહે પાણીની અછત હોય એવા સમયમાં બહુ એનો વ્યય ના થાય આવી ઈરીગેશનના એમ કે સિંચાઈ માટે પણ ટપક સહિતની શ્રેષ્ઠ સુવિધાઓ છે એ સાધનોનો પણ ઉપયોગ થઈ શકે એમ કને ખાસ કરીને ઝાડની વૃદ્ધિ માટે પણ તમે ઘણા બધા એવા ઓજારો છે ખેતીને લગતા કે તે એનો તમે ઉપયોગ કરી શકો જેના કારણે તમે એમનું યોગ્ય જાળવણી કરી શકો અને એની જે વૃદ્ધિ છે એમાં કોઈ પ્રકારના અવરોધો ઊભા થતા નથી